હલો અચ્છા જીહા તો તમારે ઈંગ્લીશની જે આ ન્યુ બેન્ચ છે તમારે જોડાવું હોય તો આવતી વીસ નવથી એક નવી બેન્ચ શરૂ થવા જઈ રહી છે એટલે એમાં સ્પોકન ઇંગ્લિશનું અમે ખાસ કરીને જે પ્રાધાન્ય આપ્યું છે સ્પોકન ઈંગ્લીશમાં છે કે બાળકો છે જે સ્પોકન ઇંગ્લિશ બોલતા શીખે અને અત્યારે આપણે જોઈએ કે ઇંગ્લિશ મીડિયમનો જે ક્રેઝ વધી રહ્યો છે દિવસેને દિવસે તે આપણા ગુજરાતમાં પણ સારી રીતે બાળકો ઇંગ્લિશ બોલતા થાય એ માટેનો અમારો ધ્યેય છે તો અત્યારે પેકેજ પણ ચાલી રહ્યું છે તો તમે એક કામ કરો આવીને અમારું જે આ ઇન્સ્ટિટ્યૂટ છે તમને હું તમને બધી ઇન્ફોર્મેશન વોટ્સએપના ગ્રૂપમાં આપી દઇશ બરાબર છે તો તમે આવો અહીં એકવખત વિઝિટ કરી જાઓ અને ફીને બધી આપણે ડિસક્સન કરી લેશું જો તમારે બીજો કાંઇ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો જીજી હા હા અમારી બધી બેચ છે તે આપણે જોઈએ તેમ પાયોથી મજબૂત થાય એ માટેની છે અને સ્ટારટિંગથીજ કે લાઇક તમે સ્કૂલના સ્ટુડન્ટ છો ન્યાથી એવી રીતે તમને શિખવાળવામાં આવશે એટલે એ તમે કંઇપણ ચિંતા ન કરશો અને એવી પણ ચિંતા નહીં કરવાની કે લોકો બધા ત્યાં મોઢે નાચ બધા લોકો એવા જ છે કે જેને બેઝિક પાયો લાઇક અમે ગ્રામરથીજ શરૂઆત કરશું ઇંગ્લિશની જીજી હા અત્યારે તો અમે ઓફર ચાલી રહી છે એટલે તમને બહુ સસ્તું પડશે બાકી જનરલી અમે જોવા જઈએ તો અમારી છેને પંદર હજારથી એટલી જ સ્ટારટિંગ હોય છે પણ અત્યારે જો તમારે પેકેજની અનુસાર તમે રહેશો તો સાતથી આઠ હજારમાં તમે ત્રણથી ચાર મહિના સુધી સારું એવું તમે શીખી શકશો બરાબર કારણ કે ત્યારે ઓફર ચાલી રહી છે ને ન્યુ બેન્ચની જોઈનીગ હમણાંજ છે

જીજી તમે અમારા નંબર સેવ કરી લેજો અને વોટ્સેપમાં મને હેલોનો મેસેજ કરી આપો એટલે હું તમને હમણાંજ બધી ઇન્ફોર્મેશન આપી દઉં છું